ગ્રામ્ય વિસ્તારમાંથી જે રમતો રમાતી અને સિટી વિસ્તારમાંથી જે રમતો રમાતી એમાંથી ખૂબ જ તફાવત જોવા મળે છે કારણ કે જે સિટી વિસ્તારમાંથી જે લોકો રમત રમતા એ લોકો અત્યારે લોકો જે ફિઝિકલી રમતને બદલે અત્યારે લોકો ફોનમાં જે ફોનમાં રમત રમી રહ્યા છે જેમકે પબજી ફ્રી ફાયર કાર્સની ગેમ અને તે તેનો સમય ખૂબ જ બગાડી રહ્યા છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રમત રમે છે તો તેવાં એ લોકોને ઘણું બધુ આમ મેળવી બી શકે છે તેમનાં શરીર માટે અને તેમનું શરીર બી ફિટ રહે છે અને તે લોકો કામ બી કરી શકે અને તે લોકો વધારે જીવન જીવી શકે છે પરંતુ જે અત્યારે જે લોકો શહેરી વિસ્તારમાં જે લોકો રમતો રમી રહ્યા છે તે ડિજિટલ લાઈફ થ્રુ જઈ શક્યા છે કારણ કે તે લોકો ચોવીસ કલાક ફોનમાં જ ગેમ રમતા હોય છે તેમના ફ્રેન્ડસ જોડે અને તેમના તેમની બોડી માટે ખૂબ જ નુકસાનકારક છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં જે રમત રમાય છે તે તેમના બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે રમતો ખૂબ જ તેમનાં શરીર શરીર માટે ખૂબ જ હેલ્થફૂલ છે અને જે શહેરી વિસ્તારમાં જે લોકો ગેમ રમે છે તો તે ખૂબ જ હેલ્પફૂલ નથી કારણ કે તે ખૂબ જ નુકસાન કરે છે એમનાં શરીરને અને તે લોકો ગુમાવી રહ્યા છે જે પહેલાંની જે રમતો અને તે લોકો ભુલી રહ્યા છે કારણ કે પહેલાંના સમયમાં જે લોકો ફિઝિકલી ગેમ રમતા તે ખૂબ જ તેમના માટે હેલ્પફૂલ અને તે લોકો ઘણું બધુ મેળવી શકતા તા અને શીખી બી શકતા તા ગેમ માટે ગેમમાંથી પરંતુ અત્યારના શહેરી વિસ્તારમાં લોકો ઓનલાઈન જ ગેમ રમી રહ્યા છે અને તેમનો સમય વ્યર્થ કરી રહ્યા છે